મેં ગયા અઠવાડિયે મેસો એપમાંથી કપડાં મંગાવ્યા હતાં અને લગભગ મને ગુરુવારે ડિલેવરીનો સમય બતાવતા હતા પણ બુધવારે જ મળી ગયા ંકપડાં અને ખૂબ સરપ્રાઈઝ મળી અને ખૂબ સરસ મેં ધાર્યું હતું એનાં કરતાં સારાં કપડાં પણ આવ્યાં છે અને મને ઝડપી ડિલેવરી પણ મળી છે તો હું આને ટેનમાંથી નાઇન રેટિંગ આપવા માગું છું